સ્થાનિક અર્થતંત્ર એની અંદરોઅંદર ગુજરાતી ભાષાનો ઉપયોગ સારી રીતના થાય છે તમે એક એક્ઝામ્પલ તરીકે વેપાર વાણિજ્યમાં લઈ શકો છો જેમ કે આપણે ગુજરાતી ભાષાની અંદર પણ બહુ તરીકેની વિવિધતા જોવા મળી રહી છે જેમ કે સૌરાષ્ટ્રમાં લેંગ્વેજ અલગ વપરાય વપરાય છે ગુજરાતની અંદર પ્રોપર ખેડા જીલાની અંદર ભાષાની બોલવાની ઉચ્ચારણ અલગ હોય છે સુરતની અંદર સુરતી ભાષાનો ઉપયોગ વધારે થતો હોય છે જેમાં કે ની ના નો આયવા ગયવા કયરું એ એ રીતના ભાષાનો મોળ આપીને બોલવામાં આવે છે મહેસાણા તરીકે એક જે જીલ્લો છે જેની અંદર મહેસાણામાં બધા ચમ ચો એ રીતના ભાષા આખી તોછડી ભાષા તરીકે બોલવામાં આવે છે જ્યારે કાઠિયાવાડની અંદર કાઠિયાવાડી ભાષાનો ઉપયોગ થતો હોય છે પ્રોપર ચરોતર સાઇડમાં ભાષા છે એ એકદમ એમ ફલૂઅન્ટ લેંગ્વેજ તરીકે બો ભાષાનો ઉપયોગ થતો હોય છે તો આપણી ગુજરાતી ભાષા એ એક એવી ભાષા છે જે શીખવામાં સાવ સહેલી પણ છે અને બોલવામાં પણ એટલી જ સહેલી છે પણ એને તમે ભણવા માટે બેસો એને પ્રોપર વિષય ને પકડીને તમે જોઈને શીખવા માટે જાઓ તો જેટલી ગુજરાતીની બારાક્ષળી ગણો કે એની આગળની ભાષાને તમે એક વિષય તરીકે તમે જો માગતા હોય તો આ ભાષા જેટલી સહેલી છે શીખવામાં અને બોલવામાં એટલી જ અઘરી છે સમજવામાં અને એને પાસ કરવામાં આપણો જે વેપાર વાણિજ્ય છે એની અંદર ગુજરાતી ભાષા બધી જગ્યાએ સારામાં સારી લેવામાં આવે છે કેમ કે સૌથી વધારે તમે જોવા જશો તો બિઝનેસ મેનમાં વેપારની અંદર સૌથી વધારે અગ્રણી ગુજરાતીઓ જ છે અને એને બારના સ્ટેટવાળા અને બારના કન્ટ્રીવાળા ગુજ્જુ ભાઈ તરીકે ઓળખે ઓળખે છે અને આની અંદર આપણી જે આ ગુજરાતી ભાષા છે એક વખત આપણે બહાર ફોરેનમાં ફરવા પણ ગયા હોય બહારના દેશમાં કાં તો બારના રાજ્યમાં તો એક વાર એવી ખબર પડી જાય કે આ ભાઈ ગુજરાતી છે તો બધાંનો સૌથી પહેલો સવાલ એ જ આવે છે કે ભાઈ તમે બિઝનસ કરો આપ બિઝનેસ કરતે હો એમ મતલબ ગુજરાતી ભાષા અને ગુજરાતનો આખો એક મોભો અલગ રીતના છે જે જળવાઈ પણ રહ્યો છે અને જળવાઈ રહેશે પણ ખરો કેમ કે ગુજરાતીઓ બિઝનેસમાં પાક્કા કહેવામાં આવે છે અને દાખલા પણ એટલા છે ગુજરાતીઓના કે ગુજરાતીઓના બિઝનેસ જેટલા મોટા થયેલા છે એટલા કદાચ અત્યાર સુધી બીજા એમાં પણ એટલા પહોંચેલા નહીં હોય અને બધા જ જન્મથી જ એમ લોહીની અંદર બિઝનસને લઈને ઉભેલા થયેલા હોય છે અને વેપાર વાણિજ્યની અંદર ગુજરાતી ભાષા સૌથી સાદી અને સરળ ભાષા તરીકે ઓળખવામાં આવે છે તમારે એક દાખલો લેવો હોય તો તમે કોઈ પણ અહીંયાના લોકલ માર્કેટ જેમ કે સુરતની અંદર તમે જાઓ તો ટેક્સટાઇલ માર્કેટ છે હીરા ઉદ્યોગ છે બીજું એક આખું કાપડ બજાર આવી ગયું બીજું એક આખું એનું આના રિલેટેડ આખું એક મેન્યુફેક્ચરિંગ હબ તમે ગણી શકો છો જેમાં સૌથી વધારે બધાંયને અનુભવમાં આવતા હોય એવા ડાયમંડ માર્કેટ અને બધા અલગ અલગ જેટલા પણ કે ટેક્સટાઇલ માર્કેટ્સ આવેલા છે સુરતની અંદર જે મોટો બિઝનસ સુરતમાં છે અમદાવાદમાં છે આ બરોડા પણ એક લેવલ પર આવેલું છે એની અંદર બિઝનસમાં અને બીજું એક મોટું હબ રાજકોટ પણ ગણાય છે તો આ બધા જ અલગ અલગ એરિયાઓને અલગ અલગ બિઝનસના સેગમેન્ટ પ્રમાણે અને ફેક્ટરીસ પ્રમાણે એડજસ્ટમેન્ટ થએલું હોય છે એક એમની પ્રાકૃતિક જ અવેલેબલિટી અને કઈ રીતની બધાની જરૂરિયાત છે એ પ્રમાણે બધાને ડેવલપમેન્ટ્સ પણ એ જ પ્રમાણે થએલા છે અને બધી સરકારો પણ એની અંદર કામ કરી રહી છે અને વેપાર વાણિજ્યની દૃષ્ટિએ ગુજરાતી ભાષા સ્થાનિક અર્થતંત્રમાં એકદમ સારી રીતના પ્રસરેલી છે અને ખરેખરમાં ગુજરાતીમાં જેટલું ફ્લૂઅંટલી તમે કામ કરી શકો સામે વારાને સમજાવી શકો લોકલ લેંગ્વેજમાં એટલું વધારે સારી રીતના તમે કામ પણ કરી શકો કામ મેળવી પણ શકો અને કામને પરિપૂર્ણ કરીને આગળ ધપાવી પણ શકો તો એક જોવા જઈએ તો સ્થાનિક અર્થતંત્રની અંદર ગુજરાતી ભાષાનું મહત્ત્વ બહુ વધારે છે અને તમારે જો ખરેખરમાં બિઝનસમાં ગ્રો કરવું હોય તમારા ધંધાની અંદર તમારે ગ્રો કરવું હોય તો ગુજરાતી ભાષા પર તમારું જેટલું વધારે હોલ્ડ હશે એટલું તમે આગળ એને લઈને વધી શકશો અને તમારા ધંધાને પણ એટલો વધારે પ્રસારિત કરી શકશો અને આગળ એક મોટું નામ બનાવી શકશો